હોમ્સ અડીષી આ પ્રાચીન ગ્રેજીક મહાકાવ્યનું અનુવાદિત સંસકરણ ઘણા ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ છે અન્મેન ફોર ઓલ સિઝન્સ આ પુસ્તકો સમાજના વિવિધ પાસાઓ અને નૈતિક મૂલ્યો વિશેનો દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે મહાત્મા ગાંધી એમેઝોનની જે આધિકારિક જીવન કથા છે જે ગુજરાતી ભાષામાં અનુવાદિત છે હેનીન ગ્રેમીન શ્રેષ્ઠ રચનાઓ થોમસ હેનિંગવેના પ્રખ્યાલ નવલિકાઓ પણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે આ અનુવાદિત પુસ્તકોમાં વાજ નથી તમે ન માત્ર વૈશ્વિક સાહિત્યમાં પ્રચલિતતા મેળવી શકો છો પરંતુ વિવિધ સાંસ્કૃતિક અને માનસિક દ્રષ્ટિકોનોને પણ અન્વેષણ કરી શકો છો